હેલ્લો હલો હા કેમ છો મજામાં તમે હા તો ક્યારેક અમારે શોપ પર ચા કોફી પીવા સવાર સવારમાં જ લાગ્યું હોય છે તો આવો ક્યારેક અમારા શોપની મુલાકાત લો અત્યારે તો બસ શાંતિ ચાલે છે જોવોને કસ્ટમર આવે છે તો કસ્ટમર પર ધ્યાન આપી છી ત્યાં તમારો કોલ આવ્યો અમારે તો જો સવાર સવારમાં ચા કોફીને લેવા માટે લોકોની હા તો આવો કોઈક વાર અમારે ત્યાં આંટો મારવા

હા ચોમાસામાં બહુ ભીડ થાય કેમ કે સવાર સવારમાં તો વધારે ભીડ હોય છે હા કંઈ નહિ તમે આવો આંટો મારવા ક્યારેક અમારે શોપ ટ્રાય કરો ચા કોફી

હા તો વાંધો નહિ ચાલશે તમે ત્યારે આવો એટલે આવો એટલે ટાઈમ લઈને આવજો હું જવા નહિ દઉં આમ ને આમ બે ત્રણ દિવસ તો રોકાવું જ પડશે તમારે ના ના એમ થોડી ચાલે સંબંધમાં આ રીતે થોડી હોય હા હા તો કંઈ નહિ પણ ટાઈમ લઈને આવજો હવે હા